હલો હું દિનેશભાઈ સાથે વાત કરી શકું છું હા દિનેશભાઈ હું કાર્તિક બોલું છું આ ઉડાસણ પાસે મારું જે ગામ છે ત્યાં હું ખેડૂત તરીકે કામ કરું છું અને મારી પાસે બહુ બધી કેટલાક વીઘા જમીન છે ખબર નથી પણ બહુ બધી જમીન છે મારી પાસે અને એના માટે થઈને મેં ઘણી બધી પોલિસીસ લીધેલી છે ઘણા બધા મેં વીમા લીધેલા છે હવે વાત એમ છે કે મારા પાકને બચાવવા માટે થઈને પાકનાં રક્ષણ માટે થઈને અને મને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય આગળ જતાં એ માટે થઈને મેં ઘણી બધી પ્રકારની મેં પોલિસી લીધેલી છે વીમા લીધેલા છે હવે વાત એમ છે કે એમાં મારે કરવું શું એટલે વાત એવી છે કે આટલી બધી મારી પોલિસીસ છે હું તમને પોલિસીનાં વિગતવાર તમને હું નામ જણાવી રહ્યો છું જેમાંથી એક વીઘા છે એમાં પ્રધાનમંત્રી ખેડૂત યોજના એ વિશે હું તમને કહું તો એમાં મારો પોલિસી નંબર છે નવ આઠ સાત છ પાંચ નવ આઠ સાત છ પાંચ આ મારો પોલિસી નંબર છે અને આ પોલિસી નંબરમાં મેં મારા ચાર વીઘા જે જમીન છે એની અંદર મેં એનું મેં પોલીસી ઉતરાવી હતી હવે વાત એમ છે કે આવી મારી જોડે બીજી દસ પોલિસીઓ છે દસ વીઘા જમીન માટે થઈને બીજી દસ વીમાઓ છે મારી પાસે હવે એનાં માટે કરવું શું તકલીફ એ છે કે મારી પાસે આ બધાના પ્રીમિયમ ભરવા માટે થઈને મારે તમારી પાસેથી એ માહિતી જોઈએ છે કે હું આ બધા વીમાને એક સાથે ભરી કેવી રીતે શકું મારી પાસે અહીંયા હું જે જગ્યા ઉપર રહું છું ત્યાં વીજ જોડાણની પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ છે ઘણા બધી તકલીફો થઈ રહી છે આ બાબતે પણ મારે તમારી પાસેથી દિનેશભાઇ એ જાણવું છે કે મારે દર મહિને અથવા દર ત્રણ મહિને હું વીમા ટાઈમ ટુ ટાઈમ ભરી શકું એના માટે કોઈ એવું સામાન્ય કે કોઈ એવું ઇઝી મને રસ્તો બતાવી શકો કે જેનાથી હું આ વીમાને ભરી શકું પ્રશ્ન એટલો જ છે ખાલી કે આ વીમાને ભરવા માટે થઈને મારે કરવું શું પડે હું મારા ઘરેથી નીકળું ઘરેથી નીકળતાની સાથે દરવાજો ખોલીને જ્યારે હું મારા ચોગાનમાં જાઉં છું ત્યાંથી પછી મારે ગાડી મારે મારી કાઢવી પડે છે ગાડીમાં પંચર હોય છે તેવા ટાઈમે મારે પછી સાયકલ લઈને જવું પડે છે સાયકલ લઈને જ્યારે હું જાઉં છું ત્યારે રોડ પર ખાડા ખરબચડા બહુ હોય છે અને મને એમાં સાયકલ ચલાવવામાં મજા નથી આવતી મારા પીઠમાં પછી દુઃખાવો થાય છે હવે જ્યારે હું ખેડૂત છું મારે ખેતી કરવાનો વારો આવે તો હું જ્યારે પાક માટે થઈને જ્યારે હું પાણી નાખતો હોઉં છું ત્યારે મને પીઠમાં બહુ જ દુઃખાવો થતો હોય છે હવે એના માટે થઈને જ્યારે હું ડૉક્ટર પાસે જાઉં છું તો એ ડૉક્ટર મને એવું કહે છે કે તમે સાયકલ ખાડામાં ના ચલાવો એટલે વાત એમ છે કે હવે હું જ્યારે પ્રીમિયમ ભરવા માટે થઈને તમાર ત્યાં આવું છું તો મને ત્યાં તો તમે એવું કહો કે ત્યાં તો તમે મને તમારા ત્યાંથી મને કોઈ એવી મને સુવિધા આપો કે તમારો કોઈ વ્યક્તિ મારા ઘરે આવીને શું આ પ્રીમિયમનું જે પણ પૈસા થાય છે પેમેન્ટ થાય છે એ લઈ જાય નહીંતર તો પછી એવું કંઈક કરો કે જેનાથી હું બહુ જ આસાનીથી બહુ જ સરળતાથી હું આ પ્રીમિયમ તમારા સુધી પહોંચાડી શકું વાત એમ છે કે આ પ્રીમિયમ હું ટાઈમ ટુ ટાઈમ ભરીશ તો મારો જે સિવિલ સ્કોર છે એ બહુ જ સારો રહેશે અને એના લીધે થઈને ભવિષ્યમાં મારે જે પણ પ્રકારની લોન લેવી હશે તે લોન મને મળી શકશે મારી પત્ની પણ બહુ ખુશ થશે બાળકો પણ પ્રત્યે મારું જે એક માન સન્માન છે એ વધશે પરિવારની અંદર અને સમાજની અંદર મારી જે એક વિશિષ્ટતા છે એ જળવાઈ રહેશે લોકો મને બહુ જ માન સન્માનથી જોશે અને હું મારે જમીનથી બહુ જ વ્હાલ છું એને બહુ જ વ્હાલ કરૂં છું એટલે આ જે જમીન માટે થઈને જેટલી પણ પ્રધાનમંત્રીએ જેટલી પણ વીમા યોજનાઓ કરેલી છે એ બધી જ વીમા યોજનાઓને જેટલા પણ સરળ થતાં પેમેન્ટ છે એ બધાં જ પેમેન્ટ હું તમને સરળપણે આપી શકું એના માટે થઈને મારે ઘણા બધા ઉપચારો જોઈએ છે હું સમજી શકું છું દિનેશભાઇ કે હું ક્યારનો બોલી રહ્યો છું તમને બોલવાનો સમય નથી આપી રહ્યો પણ વાત એમ છે કે આ બધું કરવું જરૂરી છે કારણકે એના માટે થઈને મેં વિકાસભાઈને વાત કરી હતી અને તમે માનશો નહીં વિકાસભાઈ એટલા બોગસ વ્યક્તિ છે તમે એ બાબતે નહીં માની શકો કે એમણે મને કહ્યું કે તમે ડાઇરેક્ટ જ વાત કરી લો આ બાબતે હું તમારી કોઈ જ મદદ નહીં કરી શકું આવું મને વિકાસભાઈ બોલ્યા હતા પણ વા